હેલો હા પ્રિસિંપલ મેમ હેલો પ્રિન્સી હું આપની સ્કૂલેથી ટીચર બોલું છું ઇંગ્લિશ ડીપાર્ટમેન્ટમાંથી હા તો સોરી અત્યારે ડિસ્ટર્બ કરવા માટે પણ મારે તમને પૂછવું હતું કે આપણે જે સ્ટુડન્ટ્સ હમણાં એક્જામ આવવાની છે તો એનું સેડ્યુલ આવી ગયું છે ઓકે ઓકે તો એ મુજબ હું છે ને યુનિટ્સ પૂરા કરતી થાવને મારી હજી એક બે યુનિટ બાકી છે અને જે ટેસ્ટ વીકલી લેવાની છે એ પણ બાકી છે હા હા એ બધું થઈ ગયું છે બસ રિટન એક્જામ અને એમસીક્યુ ટેસ્ટ બાકી છે તો હું કઉં કે એ પ્રમાણે આજે પહેલાં પ્રિન્સિપલ મેડમ જોડે વાત કરી લઉં તો એ મુજબ ટેસ્ટનું સેડ્યુલ ગોઠવી દઉં હા હા ના બીજું કોઈ પ્રશ્ન નથી બસ આ જ પ્રશ્ન હતો કે ડેટ આવી ગઈ હોય તો એ મુજબ ટેસ્ટ લઉં મેક્સિમમ બધા યુનિટ તો પૂરા જ થઈ ગયા છે બસ રિવીજન થોડું થોડું થાય છે અને એ પ્રમાણે ટેસ્ટ હું કાઢું છું હા હા હા હા હા ઓકે ઓકે મેમ ઓકે સારું મેમ તો આપણે હા તો હું તમે એવું હશે તો કાલે હું તમારી ઓફિસમાં મળીને જ તમને બધું ડિસક્સ કરી લઈશ હા એમાં પણ ફેરફાર થાશે વચમાં બધુ ઈવેન્ટ આવી જાય છે માટે સ્ટુડન્ટને સરખું કેવું પડશે કે ક્યારે કઈ ટેસ્ટ છે ડેટ ચેંજ કરવી પડે છે કેટલી બધી ઓકે મેમ ઓકે